મારા ખ્યાલથી અઘરી વાનગીઓ છે છે મને હજી સુધી બનાવતા આવડી નથી પણ હું શીખવા માગું છું ખરેખર શીખવા માગું છું તો તે માટે તે વાનગી બનાવી મુશ્કેલ છે તે હું તમને એ હું તમને સમજાવું બરાબર તો સૌથી પહેલાં તો છે મેંદુવડા કે જે સાચું મારી લાઈફમાં મને બહુ હાર્ડ લાગ્યું અને અને મેં શીખવાના બી ખૂબ પ્રયત્નો કરવા અને હજી પણ પ્રયત્ન કરું જ છું મેંદુવડાએ એક એવી વસ્તુ છે કે જે મેંદુવડાની જે પદ્ધતિ સ્ટાટ કરવામાં આવે છે બનાવવાની તો તેમાં મેંદુવડામાં સૌથી પહેલાં તો આપણે ખીરું જોઈએ ખીરું ખીરું એ એનો મુખ્ય જે મેંદુવડાનો જે હેતુ હોય ને બનાવવા માટે એમાં મુખ્ય હેતુ તો તેનાં ખીરુંનો જ છે અને કે ખીરું બનાવવામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે ખીરુંમાં તે ખીરું કઈ રીતના બને કેવી રીતના બનાવવું બરોબર તો ખીરુંમાં એ ધ્યાન રાખવું પડતું હોય છે કે ખીરું ન તો બહુ જાડું થાય છે કે ન તો બહુ પાતળું થાય છે કેમ કે સાહેબ જયારે જાડું બહુ ખીરું થઇ જાય છે ને ત્યારે ત્યારે તે બગડી જતું હોય છે અને ખરાબ જોવા જઈએ તો આમ પાતળું થઇ જાય તો બી બગડી જતું હોય છે તો તેનું જે છે માપ તેનું જે જે લોકો મતલબ જેણે કામ કરેલું હોય વર્ષો સુધી તે લોકોને આમાં વધુ ખ્યાલ આવતો હોય છે સાહેબ તો પછી બીજી જે પદ્ધતિ આવે ત્યારબાદ જે ખીરું આવે ખીરું તે ખીરુંને હાથેથી કાણું પાડીને તેને હાથેથી લઈને કાણું પાડીને હાથેથી લઈને એને તેલમાં મૂકવાનું હોય છે તેલમાં તો ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે બહુ લોકોથી આમ જોવા જઈએ ને તો ઘણાં લોકોથી ખીરું જે આવે ને તે જે ખીરું બનીને જે મેંદુવડા બનતા હોય ખીરું બને પછી મેંદુવડા બનતા હોય છે ત્યારે તે મેંદુવડા તૈયાર ન થયાં હોય એને તેલમાં નાખવાનાં હોય છે ત્યારે તે ઘણા લોકોથી ભાંગી જતાં હોય છે તો તે જયારે ભાંગી જાય છે તે વધારે જોવા મળતી મિસ્ટેક છે ખૂબ જ વધારે જોવા મળે છે એમ જે તો જયારે આપણે મેંદુવડા જે કાચું મેંદુવડા હોય છે જે જેનો જે શું કહેવાય આપણે લોટ હોય છે તે તેનું ખીરું હોય છે તેને આપણે તેલમાં નાખતા હોઇએ છે ત્યારે તે ભાંગી જાય છે તો તેને ચોકસાઈપૂર્વક તેને હાથમાં લેવામાં આવે છે હાથમાંથી ત્યારે કાણું પાડી અને પછી તેને પાણીવાળા હાથે એને તેલમાં મૂકવામાં આવતું હોય છે અને ત્યારે જે મેંદુવડા તૈયાર થાય છે ત્યારે તેનો ટેસ્ટ તે ટેસ્ટ તેમાં મસાલા અમુક ગરમ મસાલા નાખવામાં આવતા હોય છે પછી મેંદુવડા માટેના જે સ્પેશિયલ મસાલા હોય છે તે નાખવામાં આવતા હોય છે અને એમાં ઘણા બધા મસાલાઓ નાખીને તેને તૈયાર કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ જે મેંદુવડાનો ટેસ્ટ આવે છે તે અલગ જ લેવલનો ટેસ્ટ આવે છે અને પછી જોવા જઇએ તો લોચો છે તો લોચો એ ગુજરાતમાં સૌથી વધારે ખાવાવાળી વસ્તુ જે લોકો ખૂબ જ ખાતાં હોય છે અને લોચો કેવી રીતે બને તો લોચો લોચાને બનાવવા માટે સૌ પ્રથમ તો બેસન લેવામાં આવતું હોય છે બેસન લોચો બેસનથી બનતો હોય છે તો બેસનને તે જે લોચા બનાવવાનું મશીન હોય છે તેમાં મૂકવામાં આવતું હોય છે તો જેમ કે લોચાનાં તો અલગ અલગ મશીન આવતાં હોય છે જેમ કે ઘરે બી બનાઈ ઘરે બી એવાં સાધનો ઓલા કે વાસણો હોય છે વાસણમાં તેને બનાવવામાં આવતા હોય છે અને લોચા બનાવવા માટે તો સૌ પ્રથમ બેસન જોઈતું હોય છે બેસનથી લોચો બનતો હોય છે તો બેસનને સૌ પ્રથમ લેવામાં આવે પછી તેમાં પાણી નાખવામાં આવે છે પછી તેમાં અલગ અલગ જાતના મસાલાઓ નાખવામાં આવતા હોય છે પછી જયારે લોચાની જયારે ડીશ તૈયાર થાય છે ને પછી એ લોચો ઢીલો છે કે કઠણ છે તે ચેક કરવામાં આવતું હોય છે તો તે જે ચેક કરવામાં આવતું હોય ને તે જ મેઈન વાત છે ત્યાં તે ઢીલો બન્યો છે કે લોટ કે જાડો બન્યો છે તે જોવામાં આવે અને જો ધારોકે ઢીલો બન્યો હોય છે તો તે લોચો બરાબર મજા નથી આવતી ખાવાની અને બહુ જાડો બન્યો હોય છે તો મજા નથી આવતી કે આમ જોવા જાઈએ ને તો થોડો ઢીલો હોય તો ચાલે છે કેમ કે માણસોને અવનવા માણસો થોડો ઢીલો લોચો હોય ને એટલી મજા આવે ખાવાની તો લોચો જયારે બની જાય બરાબર તો એ થોડો હાર્ડ હોય હાર્ડ છે ે જયારે બની જાય ને તો એ થોડું અઘરું છે સાહેબ કેમ કે પછી જે લોચાને ગરમ ગરમ બાફમાં મૂકવામાં આવે છે મતલબ બાફમાં એને ગરમ કરવામાં આવે એને તૈયાર કરવામાં આવે છે એ મને અઘરું લાગે છે સાહેબ કેમ કે મેં ઘણીવાર ટ્રાય કર્યું મારાથી લોટ ક્યારેક ઢીલો થઇ જાય પોચો થઇ જાય એવું જ થયા કરે બગડી જાય છે પણ મને એટલે મુશ્કેલ લાગે છે બરાબર પછી છે મંચૂરિયમ છે મંચૂરિયનમાં એવું છે સાહેબ કે મેં ઘરે યાર બહુ મંચૂરિયમ બનાવ્યું સાચું બટ મારાથી મને જેવો ટેસ્ટ જોઈએ છે મને એવો ટેસ્ટ આવતો જ નથી યાર જો મંચૂરિયનમાં તો મંચૂરિયનની ગોળી જોઈએ હોય છે તે મંચૂરિયનની ગોળી હોય તેને સિમ્પલી રીતના એટલે તેમાં સોયા સોસ હોય છે ટોમેટો સોસ હોય છે એ બધી સાધન સામગ્રીઓ પહેલાં જોઈએ બરાબર તે બધું હોય પછી એક બક્કડીયામાં એમાં એને તૈયાર કરવામાં આવતું હોય છે મારાથી વાંધો કયારે આવે ખબર છે સાહેબ કે વધારે એમાં કેવું હોય છે કે મસાલાઓની મસાલાઓ કયા નાખે છે તેવી રીતના આપણે લસણ લસણવાળી ચટણી હોય છે લસણ હોય છે કાંદા હોય છે પછી નુડલ્સવાળા બી હોય છે મંચૂરિયમ નુડલ્સ બી નાખવું પડતું હોય છે તો મને એ હાર્ડ લાગે છે કેમ કે એમાં આપણે મસાલાઓ અને જે સોસ હોય છે એ આપણે કેવી રીતના ટેસ્ટ ટેસ્ટ કેવો આવે છે તે ડિપેન્ડ કરે છે તો મને મંચૂરિયમ બનાવવું અઘરું લાગે છે પછી એક છે

ઢોસામાં આપણે બધું તૈયાર કરી નાખીએ છે ઢીલું ખીરું બી તૈયાર કરી નાખીએ છીએ ઢોસાનું જે ખીરું બનતું હોય છે ચોખાનું એ બી બની જાય છે પણ જયારે આપણે એને તાવડી ઉપર હું જયારે મૂકતો ને ત્યારે તાવડીમાં તે સરખું થતું નહોતું મતલબ કે કેવી રીતના આમ આપણે લોટાથી કાં તો કોઈ બી એને તાવડીમાં મૂકીએ ગોળ કરીએ તો હું જયારે ગોળ કરતો ને સાહેબ તો ત્યારે તે નીચેથી કે તેમ ઉથલાવવા જાવ ને તો તે ફાટી જતું હતું યાર બોલો હું શું કરું તો ફાટી ગયું તો આવું મારે ઘણીવાર થયું પછી જો કે મને આવડી ગયું હતું એ પછી બહુ વાંધો નહોતો આવ્યો આવી રીતના થયું હતું પછી એવી રીતના સમોસા પણ હતાં કે મેં બહુ ટ્રાય કર્યા સમોસા સમોસામાં મસાલો હોય બટેકાનો મસાલો હોય વટાણા હોય કાંદા હોય અલગ અલગ ટાઈપનાં પછી ઓલા ચાઈનીઝ સમોસા આવે પછી અમુક અલગ અલગ આવે સાદા સમોસા આવે તો સમોસામાં જે તૈયાર થઇને મસાલો નાખીને જે વાળવાનું આવે ને સાહેબ એ બહુ અઘરી વાત છે કેમ કે એ વાળવાનું એટલું મને હાર્ડ લાગતું અને વાળું ને તો પછી એમાં વાળવામાં એવું હતું કે એને સરખી રીતના એ વળાતું નહોતું એક બાજુ વાળવા જાઉં તો બીજી બાજું ખુલી જાય પછી એને સરખી રીતના લોટથી બંધ કરવામાં આવતું હોય છે અને પાછું એને તળતી વખતે બી બહુ ધ્યાન રાખવાનું હોય છે તો મને આટલી વસ્તુ મને આમ અઘરી લાગતી હતી જે મેં તમને કીધું અને અમુક બી એવી વાતો વસ્તુ હશે કે તમને કે